મને રમતમાં વોલીબોલ ક્રિકેટ અને કેરમ આ વધારે પડતી ગમે છે અને તેમાં મને ખુબજ રસ અનુભવાય છે વોલીબોલમાં રમત વોલીબોલમાં રમત રમવા માટે સૌનો સંઘ હોય છે અને તેમાં જીત હાંસિલ કરવા માટે પણ ઘણું બધું કરવું પડે છે જેમાં આપણો હાથ પણ ટૂટે છે એવી ઘણીબધી થાય છે એ રીતે થાય છે અને ક્રિકેટ જેમ રમવા જોવા તો ગમે જ છે પરંતુ રમવા પણ એમાં આનંદ મળે છે અને એમાં આમ જે ભાગીને આ ભાગીને ફરી પાછું પોતાની જગ્યા પર આવી જવું અને આગળ વધવું તે રમવા ગમે છે એ જોવા માત્ર પર તે આંખને ભય નથી પણ આ પોતાને પોતાનો જુસ્સો તેમાં બતાવીને રમવાની જીત હાંસિલ કરવાની ખૂબ જ ગમે છે અને કેરમ કેરમ તો મને વધારે પડતી જ ગમે છે કારણ કે જ્યારે જ્યારે હું રમું છું ત્યારે એમાં હું જીત તો હાંસિલ કરું છું છેલ્લે સુધી ટકી રહેવાનું ગમે છે અને આગળ વધુ છું અને એમાં સૌ ભેગા મળે જેમકે ચાર જણ રમતા હોઇ છીએ અને એમ તેમાંથી એક એક કરીને રૂપીએ પૈસે રમીએ તો રમતા હોય તો આપણે એક બીજાને હરાવાના હોય છે અને જેમાં હું કેરમ રમવા તો માહિર છું અને ધીરે ધીરે એક એક પ્લેયર આઉટ થતાં જાય હોય જતાં હોય છે અને એમ છેલ્લે વિજેતા ઘોષિત થાય છે અને જે મને રમત ખૂબજ ગમે છે અને એમ નિશાનો એવો પાકો હોય છે કે જીત તો હાંસિલ થાય જ છે અને એ મને ખૂબ જ આનંદ પણ આપે છે સાથે મળીને રમવાનું અને એકબીજાને ચીડવવાનું જો હાર થાય તો ને જીત થાય તો અને એવું ખૂબ જ મજા આવે સારું ફ્રેન્ડ સર્કલ ભાઈ બહેન સાથે પણ રમીએ રમાય છે અને કેરમ મને ખૂબ જ ગમે છે અને જો જોવાનું તો ગમે જ છે પરંતુ મારે રમવાનું પણ ગમે છે કારણ કે મારામાં એ આવડત આવી જશે અને એમ અને રમવા માટે મને ખૂબ જ ઉત્સાહ પણ ઉત્સાહ પણ ધરાવું છું અને એમ રમું છું